મેં એક અઠવાડિયા પહેલાં ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરાવ્યું હતું અને તેની હજી કોઈ જાણકારી મને મળી નથી અને કોઈ સિલિન્ડર હજી આવ્યું નથી મેં સિલિન્ડર બુક કરાવવા માટે છ આંકડાનો નંબર નાખેલો હતો છ ચાર પાંચ છ સાત આઠ અને મારા આધાર કાર્ડના ચાર છેલા આંક નાખેલા હતા ત્રણ શૂન્ય છ ચાર પર હજી એનો પણ કોઈ મને ઇન્ફોમ થઈ નથી કે મને કોઈ જાણકારી હજી મળી નથી મને ચિંતા થાય છે કેમ કે હજી એક અઠવાડિયાથી અમે ગેસ સિલિન્ડર બુક કરાવ્યું છે અને હજી આવ્યું પણ નથી અને અમારે જમવામાં પઢ પ્રોબલમ થાય છે બાર હોટલનું મેનેજ કરવું પડે છે તો તમે જેમ બને તેમ અમને જલ્દી અપડેટ કરશો તો વધારે સારું પડશે કેમ કે અમને ચિંતા થઈ રઈ છે કે હવે કેટલીવાર લાગશે કેમ કે એક અઠવાડિયા પહેલાં અમે બુકિંગ કરાવેલું હતું અને હજી પણ કોઈ અમને જાણકારી મળી નથી કે તમારે ત્યાંથી કોલ આવેલો નથી તો શું તમે મારું બુકિંગ કર્યું જ છે કે પછી પેન્ડિંગ જ છે હજી અમારું બુકિંગ અને તમે જેમ બનો તેમ જલ્દી કરાવશો તો વધારે સારું પડશે કેમ કે અમને જમવામાં જ બધી રીતે પ્રોબલમ થાય છે